વી છે હા મારા ઘરમાં મેં એક બઉ મોટું પુસ્તકાલય વિકસાયવું છે હું સંસ્કૃતનો જ અધ્યાપક છું અને મારી પાસે સંસ્કૃતના ઘણા બધા પુસ્તકો છે એ પુસ્તકોની સરસ રીતે મેં ગોઠવણી કરી છે સંસ્કૃત એમાં અંદર મારે જુદા જુદા વિભાગો છે જેમ કે વેદાંત શાસ્ત્ર તો વેદાંત શાસ્ત્રના બધા પુસ્તકો પછી અલંકાર શાસ્ત્ર તો અલંકાર શાસ્ત્રના પુસ્તકો કોઈ વ્યાકરણની વાત હોય તો વ્યાકરણને લગતા પુસ્તકો વ્યાકરણના મૂળ પુસ્તકો એના વિવેચન અંગેના પુસ્તકો ત્યાર પછી સાહિત્યના હોય તો સાહિત્યમાં પણ જુદા જુદા પેટા વિભાગો પાડેલા છે જેમકે બધા નાટકો પછી કાવ્યો એટલે પંચમહાકાવ્યો નાના નાના કાવ્યો પછી ગદ્ય કાવ્યો આ રીતે એની પણ એક ચોકસ વ્યવસ્થા થયેલી છે પછી સાહિત્ય ઉપરાંત બીજા એમાં ઘણા બધા વિભાગો પાડીને એ એ લાઈબ્રેરીને આપણે એવી બનાવવી છે આપણી પાંસે જે બધા સંદર્ભ ગ્રંથો હોય તો એ સંદર્ભ ગ્રંથોની જુદી જુદી રીતે ગોઠવણી સંસ્કૃત પર ઉપર લખાયેલા ગુજરાતી લેખકોના પુસ્તકો હિંદીના કોઈક સારા વ્યક્તિએ પુસ્તક લખ્યા હોય તો હિન્દીમાં લખાએલા પુસ્તકો સંસ્કૃત પર અંગ્રેજીમાં પણ ઘણા બધા પુસ્તકો લખાએલા છે તો સંસ્કૃતમાં સારામ સારા અંગ્રેજીના મેક્સ મૂલર છે ડોક્ટર એબી કિથ છે તો એને પુસ્તકો લખ્યા હોય તો એની એક આખો જુદો વિભાગ પછી જ્યોતિષને લગતા કોઈ પુસ્તકો હોય તો એને વિભાગ દર્શન શાસ્ત્રના પુસ્તક હોય તો એનો વિભાગ આ રીતે જુદા જુદા વિભાગો પાડીને અને આવી રીતે વિચારણા કરીને એક લાઈબ્રેરી ગોઠવી છે જેથી કરીને આપણે જે વિભાગમાં જવું હોય તો એ વિભાગમાં આપણે જઈને આપણને પુસ્તક તરત જ મળી જાય સંદર્ભ ગ્રંથો પણ આપણને તરત જ મળી જાય અને એ રીતે આપણે આપણી લાઈબ્રેરી પુસ્તકાલયની ગોઠવણી પણ સરસ થાય અને એનો આપણે મહત્તમ ખૂબ સુંદર રીતે ઉપયોગ બહુ સહજ અને સરળ રીતે કરી શકીએ જ્યારે આપણી ઈચ્છા થાય ત્યારે આપણને એ પુસ્તક સહજ રીતે મળી જાય સરળ રીતે મળી જાય એવા પ્રકારની ગોઠવણ કરી અને લાઈબ્રેરી મેં વિકસાવી છે મારું ડ્રીમ પણ એવું છે કે આવી લાઇબ્રેરી હોવી જોઈએ અને અમે જ્યાં સર્વિસ કરીએ છીએ એ મારી પ્રથા પ્રયાસ કોલેજની લાઈબ્રેરી પણ આવી સુંદર મજાની લાઈબ્રેરી છે લાઈબ્રેરીનું મહત્વ ખૂબ પુસ્તકો હોય એનાથી નહીં પણ એ પુસ્તકોની ગોઠવણી કેવી છે એનાથી એનું મૂલ્યાંકન થતું હોય છે તો એ રીતે લાઈબ્રેરી ગોઠવાવી જોઈએ એ મારું ડ્રીમ એવું છે કે લાઈબ્રેરીમાં પુસ્તકાલયમાં કોઈકને વાંચવાનું મન થાય એ પ્રકારની લાઈબ્રેરી હોવી જોઈએ